નવો વેપાર શરૂ કરવો હોય તો તે માટે તે વેપારનું જ્ઞાન હોવું જોઈએ અને જો વધુ મૂડી જો મોટી પ્રમાણમાં મૂડી રોકશો તો તમને મોટા પ્રમાણમાં નફો મળશે